હા રૂમ સર્વિસ અહીં એકસો બે નંબર માંથી બોલું છું અહીં હમણાં આવ્યા હતા પણ કંઇ વ્યવસ્થા જેવું છે નહીં મતલબ અહીં એસી ચાલતું નથી પછી બેડસીટ્સને બધું મૂકેલું નથી બરાબર

સાહેબ મારે આ એસી ચાલતું જ નથી ઇંગડી આઈને હજુ જસ્ટ હું ક કપડાં ચેન્જ કરીને જ બહાર નીકળ્યો છું ના એસી ચાલે અંદર અહીં બેડસીટ પણ બરાબર લગાવેલી નથી એટલે તમે લોકો મતલબ તમે લોક તમે રૂમની ચાવી આપતા પેલા મતલબ આ બધી વસ્તુ જોતાં નથી એટલે કઈ રીતના અંદર બધુ વ્યવસ્થિક છેકે નઇ એમ અઇયાં આયો તો આ બેડસીટ બી એવું લાગે છે કે કોઈ ચાર પાંચ માણસ આગળ કોઈ રહીને ગયેલાં હોય ને એમ ગમે તેમ બધું ફેંદાયેલું હોય એ રીતના લાગે છે મતલબ એટલે તમે હોટલ તમારી જે છે એ પ્રમાણે મેન્ટેન કરો છો કે બસ ખાલી આપવા ખાતર આપી દીધી એવું કર્યું છે એમ હા એટલે જરા તમે આવીને જરા કોઈ હા એટલે તમે આ રૂમ આપતાં પહેલાં એક વખત એટ લીસ્ટ ખાલી ચેક બી કરોને તો તમને ખ્યાલ આવી જાય કે આ રીતના સર્વિસ તમે આપો છોને આટલું બધુ નામ છે હોટલનું તો જરા મતલબ હા પેલા એકવખત સમજી તો લો હું શું કહેવા માંગુ છું એ કોઈ બી તમે રૂમની સર એ આપો એ પહેલાં તમે ખાલી તમારી રીતના ચેક બી કરાવી લેતા હોયને તો આ રીતનો ઇસ્યુ ના આવે એમ હવે આવું બધું કહેવા માટે અમે લોકો થોડી રૂમ લેતા હોઈએ તમારે ત્યાં કંઇ નઇ તમે મોકલો જે બી અહીં માણસ હોય એને બરાબર બધું કમ્પ્લીટ કરાવો એટલે એ પ્રમાણે પછી મારે ખ્યાલ આવે અમારે શું કરવું રાખવું કે પછી બીજી કોઈ રૂમ હોય તો એમાં મને એલોટ કરી આપો ઓકે ઓકે ઓકે ઓકે ચલો મોકલોને કોઈ ભાઈને હું વેટ કરું છું અહીં